ભારતમાં બહુ બધાં એવાં ઉત્સવો છે જો લોકો રજાના દિવસોમાં ઉજવે છે જેમ કે હોળી છે નવરાત્રી છે દિવાળી છે ઈદ છે ક્રીસમસ છે

તો એની ઉજવણીની વાત કરીએ તો જેમકે ડિસેમ્બર હોય ઓક્ટોબર નવેમ્બર તો ત્યાં બધાં બહુ બધાં તહેવારો સાથે આવે છે લોકો એક બે મહિના પહેલા જ એની તૈયારી કરે છે જેમકે મકરસંક્રાંતિની વાત કરીએ જાન્યુઆરીમાં આવે છે ચૌદમી જાન્યુઆરી આવે છે તો એ દિવસે એક મહિના પહેલા લોકો બજારમાં જાય છે પતંગો લાવે છે અને પતંગો લાવ્યા ને તેમાં જે દોરી વપરાય છે તો એને દોરીને રંગાવવાનો હોય બરાબર તો લોકો પહેલાથી જ એની તૈયારીઓ કરવાની ચાલુ કરી દે છે